હલો રાધે શ્યામમાંથી વાત કરો છો અચ્છા તમે બધી ડેરી પ્રોડક્ટ ને એવું બધું રાખો છો હા અચ્છા હવે તમારો નંબર છે ને એ મને મારા એક ગ્રૂપમાંથી મળેલો છે કે તમારે ત્યાં બધી પ્રોડક્ટ ફ્રેશ ને સારી હોય છે તો હવે મારે ત્યાં છે ને પહેલા નોરતે એક પ્રસંગ છે તો મારે છે ને વીસ લિટર દૂધ અને સાત કિલો દહીં અને પાંચ કિલો પનીર જોઈએ છે પણ તમારા ભાવ શું છે એ જરાક મને જણાવશો

હલો

હા હા હવે આવ્યો અવાજ બોલો બોલો

એટલે મારે જોઈએ છે વીસ લિટર દૂધ જોઈએ અને પાંચ કિલો પનીર અને સાત કિલો દહીં જોઈએ છે અને મારે પહેલા નોરતે જ હશે એટલે ત્રણ તારીખ આવે છે ત્રણ ઓક્ટોબરે મારે જોઈએ બરાબર હજી એમાં કાંઈ વ્યાજબી થતું હોય તો મને કહો પછી હું તમને ઘણા કોન્ટેક્ટ પાછા આપીશ અમારા ગ્રૂપમાં પછી બધા પછી તમારે ત્યાં જ આવશે એમ અને બધુ અને બધું ફ્રેશ જ હશે ને પનીર ને દહીં ને હા એ તો મને એટલો રેફરન્સ તમારો મળ્યો એટલા માટે તો મેં તમને કોલ કર્યો બરાબર છે અચ્છા હવે હવે તમારે અને તમે કેવી રીતના એટલે મોકલાવશો મને કેવી રીતના ત્યાં કોઈ લેવા આવે કે તમારો કોઈ માણસ ડિલેવરી કરી જશે તો અચ્છા તો હું તમને એડ્રેસ મોકલી દઇશ અને તમારે પેમેન્ટ કેવી રીતના કરવાનું છે પેમેન્ટ સિસ્ટમ થ્રુ જ અચ્છા એટલે પેમેન્ટ અત્યારના કેટલું કરવાનું છે અચ્છા તો તમે ઓનલાઈન જો લેતા હો તો મને વોટ્સઅપમાં તમારું સ્કેનર મોકલી આપો તો હું તમને અડધું પેમેન્ટ કરાવી દઉં બરાબર અચ્છા એટલે તમે છે ને મને વોટ્સઅપમાં છે ને તમે ટોટલ મારી અને પનીરના કેટલા થાય વીસ લિટર દૂધ

પાંચ કિલો પનીર અને સાત કિલો દહીં બરોબર એનો હિસાબ કરી અને એનું અડધું પેમેન્ટ એ હિસાબ કરીને ચિઠ્ઠીનો ફોટો પાડીને મોકલો એટલે હું તમને અડધું પેમેન્ટ નાખી અને તમને પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી દઉં અને એડ્રેસ મોકલી દઉં ત્રણ તારીખમાં કનફોર્મ કરી રાખજો તમે યાદ રાખજો હું તમને આગલે દિવસે યાદી તો અપાવી દઇશ બરાબર છે અને હું આ એડ્રેસેય તમને મોકલી દઉં છું બરાબર ભલે હા ભલે ઓકે ચાલો હા હા રાધે શ્યામ